હા બરાબર એક જ સેકન્ડ હોં આટલું જરા જોઈ લેજો આ તમારો જીરો ચેક કરી લો ને પહેલાં બરાબર કેટલાનું સોનું પુરવાનું છે ને ઓકે ઓકે બોલો તમને ક્યાં જવું છે ડી માર્ટ ને હં બરાબર હા જો અહીંથી ઓ અહીંયાથી તો થોડું દૂર છે પણ તમને બતાવી દઉં રસ્તો અહીંયાથી તમે બોરસદ ચોકડી આ આગળ જશો ગણેશ ચોકડીથી ત્યાંથી જમણી બાજુ જશો એટલે સીધી જ બોરસદ ચોકડી આવશે અને બોરસદ ચોકડી તમે પૂછજો કે ટાઉન હૉલ બાજુ જવું છે આમ તો ત્યાંથી પણ જમણી બાજુ જ જજો પણ જો તમને એવું લાગે તો ત્યાં પૂછી લેજો અને ટાઉન હોલથી પછી ડાબી બાજુ આણંદ વિદ્યાનગર રોડ છે એ રોડ પર જશો આગળ ત્યાં પછી કોઈને પૂછી લેજો પેલું ભાઈકાકા સર્કલ આવશે ત્યાંથી પૂછી લેજો ડી માર્ટ એટલે ત્યાંથી એકદમ નજીક જ છે હમ એટલે હા અહીંયા તો છે જ મોટી એવી ખાસું મોટું ડી માર્ટ છે ત્યાં બધું મળી જ જશે અને જો તમારે એ વિદ્યાનગર વાળું ના જવું હોય તો અહીંયા જનતાએ પણ હમણાં નવું ખૂલ્યું છે ડી માર્ટ એ પણ અત્યારે ખૂલ્લું જ હશે હં એના માટે જવું હોય ને તો સીધું જ તમારે ટાઉન હૉલ નહીં જવાનું સીધું જ બોરસદ ચોકડીથી કરમસદ બાજુ સીધા જ જતા રહેશો એટલે ત્યાં બ્રિજ નીચે જ છે હં હં અહીંથી પંદર વીસ મિનિટ તો લાગશે

ના ના ટ્રાફિક અત્યારે બપોરના ટાઈમમાં બહુ નહી હોય એટલે પહોંચી જવાશે રસ્તો પણ સારો જ છે બીજું તો પછી તમારે આણંદ વિદ્યાનગર રોડ પર પેલું સ્માટ બજાર ને એવું છે ત્યાં પણ સારું ડી માર્ટ જ રહેશે હા સારું જોઈ લેજો બેન તમારું પેટ્રોલ થઈ ગયું